અં આપડે અરાવલીની અહીંયા વાત કરીએ મનોરંજનમાં તો ઘણાં બધા એ છે પણ પહેલાં તો રમતો આવી ગઈ કે રમતોમાં ઘણાં બધા લોકો જેવા કે ટેબલ ટૅનિસ હોય ક્રિકેટ છે ફૂટબોલ છે હૉકી છે આ બધી રમતોમાં બહુ લોકો રસ લે છે અને એ રસથી જોવા બી આવે છે અને એક સારું એક એન્વાયરમેન્ટ એક સેટ થઈ જાય છે અહીંયા અને ગેધરિંગમાં વાત કરીએ તો અહીંયા અમારે અરવલ્લીમાં શામળાજી ટેમ્પલ છે ત્યાં ઘણા બધા મિત્રો મારા છે રૂમી ક્યારેક અમુકવાર જાઉં છું ત્યાં તો એમ મજા મારીએ છીએ એમ ગેધરિંગ્સ થાય છે જે સારી એક વસ્તુ એક છે અરવલ્લીમાં કે અમને છોટી છોટી નાની નાની એક અમને એક ખુશીઓ છે ગેધરિંગની કે ટૅમ્પલ્સ હોય કે પછી રમતો હોય કે પછી અહીયાં આજુબાજુમાં ગાર્ડનો છે ગાર્ડનમાં અ શું છે એક્ટિવિટીઝ છે સારી સારી રનિંગની જૉગિંગ એ બધું છે તો આ રીતે અમે અમારો ટાઇમ સ્પૅન્ડ કરીએ છીએ